ગુજરાતી ભાષાના એવા ઘણા બધા અસાધારણ શબ્દો છે કે જેનો રૂઢ પ્રયોગ વર્ણો તે રસપ્રદ બી છે અને એ મજાકી તૌર પર બી એના શબ્દોનો પ્રયોગ થતો હોય છે એટલે આવા શબ્દો એ કોઈ નોંધપાત્ર હોતા નથી પણ તેમ છતાં તેને નોંધપાત્ર ગણતા હોય છે લોકો